બધા ધર્મમાં માન્યતાઓ અને ઉપદેશો અલગ અલગ હોય છે હવે ખાસ કરીને મને હિન્દુ ધર્મ અને જૈન ધર્મ વધારે ગમે છે કેમકે હિન્દુ ધર્મની અંદર ગૌમાતાઓ મતલબ કે એની હત્યા કરવામાં નથી આવતી ગૌમાતાના ઘણાં બધાં એના ગુણો દર્શાવેલા હોય છે કે ગૌમાતાથી આપણા ઘણાં બધાં રોગો દૂર થઈ જાય છે એના ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ ગૌ માતાનું દૂધ પીવું જોઈએ ને ગૌમાતાનું દૂધ છે તો તે નાના બાળકો માટે પણ માતા સમાન હોય છે કે જ્યારે કોઈ પણ માતા હોય તો તે ગર્ભવતી હોય છે પણ તેના સ્તનમાં દૂધનો સ્રાવ નથી થતો તો ત્યારે તેને ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે તો હવે તેજ રીતે ગાય કોઈ પણ પ્રકારના જ્યારે રોગ હોય છે આપણા શરીરમાં તો ઘણાં બધાં લોકો પણ આપણને એવું કહેતા હોય છેકે ગૌમૂત્ર પીવાથી આપણામાં તે રોગનો નાશ થાય છે કેન્સર જેવા કેન્સર પણ આ ગૌમૂત્રથી નાશ પામે છે હિન્દુ ધર્મની અંદર ઘણી બધી બાબતોનો ચર્ચા કરવામાં આવી છે જેવા કે મોક્ષ તો જ્યારે મૃત્યુ પામે કોઈપણ વ્યક્તિ તો ત્યારપછી આપણે તેની પાછળ કાર્ય કરવામાં આવે છે તેની પાછળ એ પિત બ્રાહ્મણોને જમાડવામાં આવે છે તો તેની પાછળ પણ કંઇક ને કંઇક રિઝન રહેલા હોય છે કે જ્યારે કોઈપણ આપણે કાર્ય કરીએ છીએ તો ત્યારે આપણા જે પિતૃ હોય છે તો તેને મોક્ષ મળે છે ઘણીવાર કોઈક સુસાઇડ કરીને મૃત્યુ પામેલાં લોકો હોય છે તો તેના મોક્ષ માટે આપણે તેમની પાછળ બ્રાહ્મણોને જમાડવા જોઈએ પિંડદાન કરવું જોઈએ તો જેથી તેમને મોક્ષ મળે છે કે તેઓ પ્રેત યોનિમાં હોય તો તે તેમને મુક્તિ મળી જાય તેજ રીતે પુનર્જન્મ ઘણીવાર સાંભળ્યા હોય છે આપણે તો પુનર્જન્મ કોને કહેવાય કે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તો ત્યાર પછી તે ફરીથી કોઈક બીજા રૂપે તે આપણા ઘરમાં જ પધારતા હોય છે તો એ ઘણીવાર આપણે કહેતા હોય છે કે ભઇ આ મારો છોકરાનો જનમ થયો છે તો એ સેમ ટુ સેમ મારા દાદા જેવો જ છે તો એવું કઈ રીતે પોસિબલ બને તો એ પુનર્જન્મમાં આપણે કહી શકાય એને કે આપણા જે દાદા ગુજરી ગયાં હોય તો તેજ દાદા પાછા બાળકના રૂપે આપણા ઘરમાં જનમ લીધો હોય છે અને હિન્દુ ધર્મની અંદર ઘણાં બધાં ગ્રંથો છે તો તેની અંદર આપણને આયુર્વેદિકનું પણ નોલેજ આપેલું હોય છે કે જ્યારે ક્યારે પણ આપણે બીમાર પડીએ છીએ તો ત્યારે આપણે દવા ખાવાની જગ્યાએ આપણે આયુર્વેદિક ઉપચાર કરીએ તો તેનાથી ઘણોબધો આપને શરીરમાં ફાયદો જોવા મળે છે ને કે જેમ કે કાવો પીવામાં આવે છે શરદીને એવું થયું હોય છે તો ત્યારે કાવો પીવાથી શરદીમાં ઘણીબધી રાહત મળે છે ને દવા પીવાથી દવા પીવાથી પણ આપણને સારું થઈ જશે એનાથી થોડોક શરીરમાં સાઈડ ઇફેક્ટ પણ જોવા મળે છે ને દવા આ કેવું કામ કરે છે કે ભાઈ તમે દુખાવાની દવા ખાઓ છો તો એ તમારા આખા શરીરમાં કામ કરે છે તો તે તમને કોઈપણ એક જગ્યાએ દુખાવો થતો હોય તો ત્યાં પણ અસર કરે ને શરીરમાં બીજી જગ્યાએ પણ અસર કરે તો જ્યારે તમે આયુર્વેદિક ઉપચારનો ઉપયોગ કરો તો ત્યારે તમને શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર નથી જોવા મળતી ને તમારે જે પણ કંઇ રોગ હોય છે તો તે નાશ પામે છે ને હિન્દુ ધર્મમાં બીજી પણ વાત કરેલી છે કે અહિંસા અહિંસા મતલબ કે જે કોઈ નિર્દોષ લોકો હોય તો તેને મારવા ન જોઈએ કોઈના પણ અત્યાચાર ન કરવો જોએ ઘણીવાર તમે જોયું હશે કે કોઈ કારણોસર કોઈપણ વ્યક્તિને મારતા હોય છે તો એક પ્રકારનો અત્યાચાર છે અહિંસા છે તો એ હિન્દુ ધર્મમાં બહુ સારી બાબત કરેલી છે કે ક્યારેય કોઈની હત્યા ન કરવી જોઈએ કોઇ પર અત્યાચાર ન કરવો જોઈએ ને ખાસ કરીને સ્ત્રીઓનું સન્માન કરેલું બતાવેલું છે આ હિન્દુ ધર્મના ગ્રંથમાં કે સ્ત્રીઓનું આપણે માન સન્માન કરવું જોઈએ તેને લક્ષ્મી સમાન ગણવી જોઈએ ક્યારે પણ આપણે સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ ને ઘણાં લોકો પ્રાણીઓને મારીને ખાતા હોય છે તો એની પણ ખૂબ સારી બાબત હિન્દુ ધર્મમાં લખેલી છે કે ક્યારેય પણ કોઇ પણ પ્રાણીઓને મારીને ન ખાવા જોએ એની અંદર પણ જીવ રહેલો છે તે પણ એક સજીવ છે જ્યારે તમે એને મારીને ખાઓ છો તો એની અંદર પણ વેદના હોય છે તેને પણ દુ ખ થતું હોય છે પણ તે બોલી નથી શકતાં તો આપણે ત્યારે તે બાબતનું ધ્યાન રાખવું જોએ ને બીજી વાત મેં તમને જણાવી કે ભઇ જૈન ધર્મમાં પણ બહુ ખૂબ સારી બાબત લખેલી છે મતલબ કે જૈન ધર્મની અંદર કે તેઓ ક્યાંય પણ બહાર જાય છે તો તે લોકો ચંપલ નથી પહેરતા તેનું રિઝન શું છે કે ભાઈ ચંપલ ન પહેરવાનું બીજું કોઈ રિઝન નથી પણ ચંપલ જ્યારે ન પહેરે તો તેથી એના ચંપલના આપણા તળિયાની વચ્ચેના ભાગમાં જે ઉપસેલો ભાગ હોય તો તેના લીધે જ જે જીવનો બચાવ થાય છે તો એ પણ એમાં એક સારી બાબત લખેલી છે કે ભાઈ જેથી આપણે બીજા કોઈ જીવને ચંપલ પહેરીએ તો તે આખા સીધા હોય છે તો તેનાથી આપણે જ્યારે ચાલતા હોઇ તો નીચે નાના જે પણ જીવજંતુ આવતાં હોય તેના નાશ પામે છે તો જ્યારે ચંપલ ન પહેરીએ તો આપણા પગના વચ્ચેના ભાગમાં જે ઊંચાઈ વાળો ભાગ હોય તો એટલા ભાગમાં જીવજંતુઓ બચી જાય છે તો જેથી આપણે એટલા ભા પાપના ભાગીદાર ઓછા બનીએ છીએ તો આવી જ રીતે આપણે કોઈ પણ જીવજંતુઓનો પ્રાણીઓનો કે મનુષ્યોનો થતો આપણાથી થતો પ્રયાસ કરવો જોઈ કે આપણાથી એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે ને આપણે તેનું આદર સન્માન રાખવું જોએ અને બધાંને સરખા ભાવથી જોવા જોઈએ